છોડનું તો એવું છે ને કે જો તમે કોઈપણ પ્રકારના છોડને પ્રેમ આપો ખાતર આપો અને એની કાળજી લો તો ચોક્કસ પણે એ ટકે ટકે અને ટકે જ પણ હા જે કાશ્મીરની જમીનને અનુરૂપ હોય એવા ફળ ફૂલ તમે સુરતમાં ઉગાડવાના હોય તો એ ટકવાના મુશ્કિલ કારણ કે ત્યાંનું જે વાતાવરણ હોય ત્યાંનું જે ભાવાવરણ હોય ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ હોય એ વાતાવરણમાં જે ફળ કે છોડ થતાં હોય સ્વભાવિક છે એ ગ સુરતના ભેજવાળા વાતાવરણમાં શક્ય નથી એટલે કોઈપણ ઋતુમાં સુરતની વાત કરું કે ગુજરાતનાં વાતાવરણની વાત કરું તો આકરો ઉનાળો હોય તો જેમ આપણને ગરમી લાગે છે એમ છોડને પણ પૂરતું પાણી જોઈએ તો એવું કહેવાય છે કે આપણે આઈસના ટુકડા એ આઈસના ટુકડાવાળું જે ઠંડુ પાણી પણ તમે છોડને ઉનાળામાં આપો તો ચોક્કસ પણે એ છોડ તમારો આકરા ઉનાળામાં પણ ટકી રહે છે તેવી રીતે શિયાળાની વાત કરું જો કે હવે તો કહેવાની ઋતુઓ છે હવે તો લગભગ બાર મહિનામાં પહેલાં ત્રણ ઋતુઓ ખરેખર આપણે માણતા હતા પણ હવે બાર મહિનામાંથી લગભગ દસ મહિના આપણે ઉનાળાનો અનુભવ કરતાં હોઈએ છીએ પણ છતાં જે થોડો સમય પણ શિયાળાનો અનુભવ આપણે કરીએ એ સમયે પણ જો એ ફૂલ ઝાડને થોડું હુંફાળું પાણી જો નાખવામાં આવે તો ચોક્કસપણે એ ફૂલ કે ફળને પણ આપણે સારી રીતે ટકાવી શકીએ